હાલમાં ખાસ તો પ્રાકૃતિક ખેતી ને કારણે હવે અમે એમને પ્રાકૃતિક ખેતી કરવા લાગ્યા છે જેથી કરીને અમારા પાક ઉપર જે કઈ પણ અસર થાય છે તેના માટે ખાસ કરીને પ્રાકૃતિક દવાઓ બનાવામાં આવે છે એમાં લીમડાના અર્ક આકડા નું અર્ક તેમજ અન્ય વસ્તુઓ સાથે ગૌમૂત્ર અનેએવાં બધાં પેલા કરી અને અમે નવી આખી પેલી ટેકનિકથી પાણી અને સાથે મિક્સ કરી અને દરેક પાકની ઉપર અસર કરતાં હોય છાંટીએ છીએ જેથી કરીને અમારે પાકમાં કોઈ આવા જીવજંતુઓ રહેતાં નથી ગૌમૂત્ર સાથે અમે ગોળ ચણા ચણાનો લોટ વગેરેનો ઉપયોગ કરીને છંટકાવ કરીએ છે જેથી કરીને તેમણે તેમની પોટેન્સીયલ પણ વધે છે અને પાક પણ સારો ઊતરે છે આવી રીતે ખાસ કરીને જે જેતે વખતે પેસ્ટીસાઈડનો જે ઉપયોગ કરતાં હતા તેને હવે ઘટાડવામાં આવેલો છે અને ખાતર પણ અમે સેન્દ્રિય ખાતર જ વાપરીએ છે જેથી કરીને પાકમાં ઘણી અનુકૂળતા આવે છે હાલના સમયનો એક તકાદો છે એ ખાસ પ્રાકૃતિક ખેતી જ કરવી જોઈએ જેથી કરીને આપણે એક પશુને પણ પાળી શકીએ છે અને ગાય તેમજ વાછરડી એવી રીતે પેલું રાખી અને આગળ જેટલો આપણો વધારે વિસ્તાર હોય તે પ્રમાણે ગાયોની ગૌશાળા પણ કરી શકીએ છે અને એમાંથી પણ આપણે ગેસ ઉત્પન કરી અને સાઇડ ઇન્કમ પણ કરી શકીએ છે હાલમાં બાગબગીચા કેરીઓના અને પપૈયા ચીકુ વગેરે પેલામાં પણ અમે ખાસ કરીને આ પ્રાકૃતિક જ વસ્તુઓનો ઉપયોગ કરીએ છે જેથી કરીને પાક પણ સારો આવે છે અને લોકોના આરોગ્ય સાથે પણ સારી સંભાળ લઈ શકાય છે અને ખાસ એના કોઈ મુશ્કેલી પડતી નથી અને પાક પણ ઘણો જ આવે છે એ માણસોની માન્યતા છે કે પ્રાકૃતિક ખેતીને કારણે તેની પેદાશ ઘટી જાય છે તેવું હોતું નથી શરૂઆતમાં થોડુંક આપણે મુશ્કેલી પડે છે આમાં થોડીક મેહનત વધારે કરવી પડે છે પરંતુ પાક એકદમ સારો અને લચીલો આવતો હોય માણસોએ પ્રાકૃતિક ખેતી સાથે જોડાવું જોઈએ હાલમાં આપણા રાજ્યપાલ શ્રી પણ પ્રાકૃતિક ખેતીને પણ ખૂબ જ મહત્વ આપે છે અને સરકાર તરફ સરકાર તરફથી પણ પ્રાકૃતિક ખેતીના પ્રયત્નો હાથ ધરવામાં આઇવા છે જેથી કરીને પાક ઉપર બદલાતા હવામાનમાં અને જે જંતુઓની પેલી થાય છે તેના માટે બહુ જ ઘણું પેલું આ કામ કરે છે એમાં ખાસ તો લીમડા છે અન્ય વસ્તુઓ જે પેલી હોય છે કરંજ છે આવા બધા જે આપણાઓ છે બધા ને સાથે એક રસ કરી અને તેનો છંટકાવ કરવામાં આવે તો આ જંતુઓને પણ આપણે નષ્ટ કરી શકીએ છે અને આપણી જમીન પણ એકદમ પોટેનશિયલ બની જાય છે અને પાક પણ ઘણો ઉતરી શકે છે